એ હાલો ભારતીય સંસ્કૃતિમાં મેળાઓનું અને યાત્રાઓનું ખૂબ મહત્ત્વ છે અને આમ આપણે ત્યાં આવી યાત્રાઓ મેળાઓ ખૂબ યોજાય છે જેમકે જુનાગઢની અંદર શિવરાત્રીનો મેળો જુનાગઢની અંદર પરિક્રમાનો મેળો શિવરાત્રીનાં મેળામાં સાધુસંતોની જમાવટ ભજન ભોજનની જમાવટ અને એ માણસો જુદા જુદા પ્રાંતોમાંથી આવી અને મેળાઓ યો અને એમાં મેળાનો આનંદ લેતા હોય છે સૌરાષ્ટ્રમાં તો આવા ઘણાબધાં મેળાઓ યોજાય છે જુનાગઢમાં શિવરાત્રી અને પરિક્રમાનો મેળો અહીંયાં દરેક સુરેન્દ્રનગરની અંદર પણ એક સુંદર મેળો થાનમાં યોજાય છે તરણેતરનો મેળો અને સૌરાષ્ટ્રની અંદર બીજા અમદાવાદની અંદર એક વઉઠાની અંદર એક સુંદર મેળો યોજાય છે જેમાં પ્રાણીઓને ખરીદવાનું બહુ મહત્ત્વ હોય છે ને મેળા દ્વારા એક તો દરેક પ્રાંતના લોકો ભેગાજ થતાં હોય છે નાનપણમાં આપણને આપણા વાલી એવા મેળામાં લઈ ગયા હોય અને મેળાની અંદર જે આપણે બધા જુદા જુદા માણસોને જોતાં હોઈએ જુદા જુદા પોશાક જોયો હોય પછી જુદા જુદા ભોજન જુદા માણસોને મળવાનું અને એ મેળાનો ખાલી આનંદ લેવાનો એમાં વળી પાછું ઘણુબધું ચાલવાનું કોઈ પર્વત ઉપર મેળા ભરાતા હોય તો પર્વત ઉપર ચડવાનું જેમકે આમ પાટણનો એક પર્વત ઉપરનો જ મેળો છે તો એ મેળાઓ દ્વારા આપણને બાળપણમાં જે આપણને જે આનંદ પ્રમોદ મળ્યો હોય ત્યારે મેળાના મહત્ત્વને તો ન જાણતા હોઈએ છતાં પણ મેળાની અંદર જવાનું મેળામાં જે ઘણાબધાં લોકો હોય એને સાથે મળવાનું ત્યાં જુદા જુદા રમકડાઓ વગેરે ખરીદવાના પછી ત્યાં આગળ જે જુદો જુદો આપણે રાઇડ્સ એનો આનંદ લેવાનો જુદા જુદા વસ્તુઓ ખરીદવાની અને એ રીતે આપણે આપણા બાળપણની અંદર જે મેળાઓ યોજાયા હોય છે એની અસર માનો કે આપણા લાંબા સમય સુધી બહુજ જ્યારે બહુજ ઘણોબધો સમય વીતે ત્યારે આપણે જ્યારે યાદ કરીએ ત્યારે આપણે જે બાળપણમાં જે મેળાઓ કર્યા હોય છે એને આપણે બહુ આનંદથી યાદ કરતાં હોય છે સૌરાષ્ટ્રમાં તો આવા અનેક પ્રકારના મેળાઓ દાખલા સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ પણ એવો ભવ્ય મેળો છે સોમનાથ દાદાના દર્શન અને સાથે સાથે મેળાનો આનંદ પણ લેવાનો તો આવી વાર્ષિક યાત્રાઓ પણ ઘણીબધી યોજાતી હોય છે મોટેભાગે આપણે ત્યાં ધાર્મિક મેળાઓનું મહત્વ વધુ છે એટલે એ બધું ધાર્મિક મેળાઓ વધુ યોજાતા હોય છે પણ કેટલાક મેળાઓ સાંસ્કૃતિક મેળાઓ પણ હોય છે જેમકે રાજકોટની અંદર આનંદમેળો યોજાય છે જન્માષ્ટમીની આજુબાજુ લગભગ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ઘણે બધે ઠેકાણે મેળા ધોરાજીની અંદર છે આમ સાં જન્માષ્ટમીનો મેળો તો લગભગ સૌરાષ્ટ્રના બધાંજ જિલ્લાઓના બધાંજ નાના તાલુકાઓમાં ગામડે પણ યોજાતો હોય છે અને મેળાનો આનંદ એક અનેરો આનંદ હોય છે અને દરેકે પોતે માણવો જોઈએ પોતાના બાળકોને લઈ જવા જોઈએ પરિવાર સાથે જાવું જોઈએ કારણ કે આ એક આપણું નજરાણું છે